હલો નમસ્તે હા અંબિકા હોટૅલમાંથી પરેશભાઈ બોલો છો એટલે મારે જાણવું હતું કે તમારા ચાઈનીઝ મેન્યૂમાં કઈ કઈ આઈટમ છે બરાબર તો એમાંથી બે પ્લેટ મંચુરિયન અને એક પ્લેટ ભેળ હવ ચાઈનીઝ ભેળ હોં ઓડર કરવી હતી તો કેટલો ટાઇમ્ લાગશે હું અક્સા બોલું અક્સા કુરેશી હા તો કેટલો ટાઇમ લાગશે એ તો કહો ના ના એટલુ બધુ ટાઇમ નહીં મારા ઘરે મહેમાન આવે છે તો મને થોડું અરજન્ટ છે જલ્દી છે બની શકે એટલું વહેલાં મોકલાવવાની કોશિશ પ્રયત્ન કરો ને પંદર વીસ મિનીટ થશે તો વાંધો નહીં આવે એનાથી વધારે તો નહીં ચાલે હા તો એડ્રેસ તો રહેઠાણ તો તમને ખબર છે ને જુઓ ગુરૂદેવ સોસાયટી ચાર રસ્તા કમાણા ચાર રસ્તા સ અ ત્યાં ઘર નમ્બર ઓગણપચાસ હોં ભૂલતા નહીં એ હા તો ધન્યવાદ અને બની શકે એટલું જલ્દી કરજો અને પૈસા તો પેલા વરુણભાઈને હું ઓનલાઈન પે કરી દઉં છું તો ધન્યવાદ મોકલો